ઉસેન બોલ્ડ છે જે સારું એવું રન અપ લે છે અને એમની સારી એવી સ્પીડ છે અને બીજા બી મારા સ્પોર્ટ્સ મેન જે મને ગમતા છે એ વિરાટ કોહલી એ ક્રિકેટ પણ સારું રમે જે અને એનું સ્પોર્ટ્સમાં પણ એટલું બધુ જ ધ્યાન છે